ભારતમાં લોકો ધાર્મિક સ્થળોની મુલાકાત લે તેવા સ્થળોમાં હરિદ્વાર રામેશ્વર તિરુપતિ બાલાજી જગન્નાથપુરી દ્વારકા સોમનાથ ડાકોર શ્રીનાથજી વગેરે છે આ દરેક સ્થળે ભક્તજનો અલગ અલગ રીતે ઉત્સવો ઉજવે છે કેમકે હરિદ્વારમાં જઈને લોકો ગંગા સ્નાનનું પુણ્ય મેળવે છે રામેશ્વરમાં જઈને લોકો ગંગાજળનો અભિષેક કરે છે સોમનાથમાં પણ અભિષેક કરીને ત્યાં પૂજા વગેરે કરે છે તો દ્વારકામાં જઈને લોકો દ્વારકા જઈને દર્શનનો લ્હાવો લે છે અને ગોમતીઘાટમાં સ્નાન પણ કરે છે વળી આ ગોમતીઘાટમાં પિતૃ માટેની પૂજા પણ કરે છે અને ઘણા લોકો તો પોતાના સ્વજનોના અસ્થી પધરાવવા પણ દ્વારકા આવે છે આ ઉપરાંત કાશીમાં માણસ મૃત્યુ ઈચ્છે છે કેમકે એવી માન્યતા છે કે કાશીમાં મૃત્યુ પામવાથી મોક્ષ મળે છે